હલો હા બોલો મજા આવે એવું જ છે આપણે ઘણાં બધાં સ્થળો છે જ જો આપણે ગળતેશ્વર છે ડુમ્મસ છે સુવાળી બીચ છે એવા ઘણાં બધા સ્થળો છે અને તમારે રહી વાત પહોંચવાની તો આપણે બસ છે ટેક્સી છે પછી ઘરનું વાહન હોય છે ઓટો હોય છે એના દ્વારા પણ હં એના દ્વારા પણ થઈ શકે છે ટેક્સી સારી પડે આશરે પાંચસોથી છસ્સો જેટલું થઈ જાય હા જવાનું જમવાનું પણ મળી રહે રહેવાનું પણ મળી રહે ત્યાં રૂમની સુવિધા પણ છે હા રહેવાની પણ સુવિધા છે ફાર્મ હાઉસ હોય ને ની સુવિધા છે અચ્છા પણ તમે જે ટેક્સી લઈને આવો તે લોકો જ ત્યાં જ લઈ જાય ડુમ્મસ તમને ત્યાંથી

હં બસમાં જઈએ તો તકલીફ પડે બસમાં સસ્તું પડે પણ આમ જોવા જાઓ ને તો સસ્તું બસ વીસ ત્રીસ કે પચાસ રૂપિયા ભાડું થાય હા હા ઓનલાઇનની સુવિધા પણ મળે જ છે હા તો કંઈ નહીં આવી જાઓ